ડૉક્ટર બેબી બોલો સાહેબ નમસ્કાર મારા કજિન બ્રધર્ષ છે એમને થોડુંક કિડની રેલેટેડ પ્રોબ્લેમ છે ને કિડની રિલેટેડ પ્રોબ્લેમ છે તો આપની હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ છે આવેલેબલ તો એની પ્રોસેસ શું છે બરોબર

બાય જે કાર્ડ લઈને તો અમે આવીએ દર્દી સાથે પણ સાથે બીજી કાઇ ફીઝ ભરવી પડશે તમાર થીક છે ઓક ઓકે ઓકે સાહેબ થેન્ક યુ